હલો કંસા રેસ્ટોરન્ટ હું ક્રિષ્ના બોલું છું મારા ઘરે પંદરથી વીસ જણનું ગેટ ટુગેધર રાખેલું છે તો મારે ફૂડ મંગાવવું હતું તમારી રેસ્ટોરન્ટમાંથી તો તમે બનાવો તમે કહેશો કે શું શું સ્પેશ્યલ આઇટમ છે તમારી અચ્છા હા પાંચ એક વસ્તુ બે સબ્જી એક ગુલાબજાંબુ એક સ્ટાર્ટર દાળ રાઈસ અને પાપડ હં અચ્છા તો એક પનીરની સબ્જી એક ઊંધિયું એક કચોરી દાળ રાઈસ પાપડ અને એક ગુલાબજાંબુ હં કેટલામાં પડશે મને પાંચસો તમે તો બહુ કહી રહ્યા છો મેં તો સાડા ત્રણસોથી ચારસોની ગણતરી રાખી છે થોડું ઓછું કરો ના ના આટલી આઇટમ તો જોઈશે સારું ચાલો તમારું નહીં ને મારું નહીં ચારસોમાં ડન રાખીએ બરાબર હા હા કાલે બાર વાગ્યા સુધીમાં મને મળી જાય એ રીતનું કરજો હું તમને વોટ્સએપમાં એડ્રેસ મોકલું છું અને હા ઓછી મસાલેદે મસાલેદાર વાનગી બનાવજો બહુ ઓઈલી નહીં બહુ સ્પાઇસી નહીં હો ઓકે ડન